ગળાની ખરાશને મટાળવા માટે અમારા ગામના લોકો ગરમ પાણીમાં તુલસીના પાન ઉમેરીને પીવે છે ગરમ પાણીમાં લવિંગ પણ ઉમેરીને પીવે છે કેટલાક લોકો ગરમ પાણીમાં આદું અને લીંબુનો રસ નાખીને પીવે છે કેટલાક લોકો ગરમ દૂધમાં મધ અને હળદર પણ ઉમેરીને પીવે છે અને કેટલાક લોકો ગરમ પાણીમાં મીઠું અને લીંબુનો રસ ઉમેરીને કોગળા પણ કરે છે